હેલો હા હા જયનાદેવી બોલું હમ હમ જો એમાં ચિંતા કરવાની એટલા માટે જરૂર નથી કે આપણે એને સારા સંસ્કાર આપ્યા છે આપણે એને સારી રીતે ભણાવ્યો છે હવે વિદેશમાં ગયો આગળ ભણ્યો છે અને ત્યાં આગળ હવે સરસ એને મજાની નોકરી પણ મળી ગઈ છે એટલે હવે છોકરી પણ શોધાશે આપણે પણ પ્રયત્ન કરીશું એ તું એની સાથે વાત તો કરતી જ હોય છે ને એટલે એને સમજાવવાનું અને આપણે બહુ આગ્રહ નહીં રાખવાનો કે હું કહું તેને જ પ્રમાણે થવું જોઈએ તું શું માને છે હજી તો છોકરો નાનો છે હજી એની આખી કરિઅર છે અને હવે આપણા છોકરાંઓ આપણા કરતાં વધારે સમજદાર હોય છે તારે બહુ તનાવ નહીં કરવાનો સારું જ થવાનું છે એને અત્યાર સુધી જે કંઈ પણ કર્યું છે તે સારું કર્યું છે ને તું જરા ભી ચિંતા નહીં કર બધું સારું જ થશે તારે તો એક મમ્મી તરીકે એને હંમેશા સપોર્ટ કરવાનો કે બેટા તને શું લાગે છે તને એમ લાગે કે અમુક જગ્યાએ એને સલાહ સૂચન આપવાના છે તો પૂરતું છે પણ આગ્રહ નહીં કરવાનો કે આમ જ કર એને પોતાની રીતે કરવા દેવાનો હમ ચિંતા નહીં કર બધું બરાબર થઈ જશે